તરણ એટલે તરવું તરવાની સ્પર્ધામાં શરીરનાં દરેક અંગોની તંદુરસ્તી જળવાય છે કારણ કે શરીરના પગ હાથ વગેરે અંગોના ઉપયોગ દ્વારા સારી રીતે તરી શકાય છે અને તરવાથી શરીરના બધાં અવયવો કાર્ય કરતા હોવાથી શ્વાસોચ્છવાસની ક્રિયા પણ એકદમ ઝડપી બને છે અને એના હિસાબે શ્વાસોચ્છવાસ ઉપરનો સંયમ પણ જળવાય છે તેમજ પાણીની અંદર ડુબકી મારવાથી જે શ્વાસોચ્છવાસ ક્રિયા અટકે છે એટલે એ રીતે શ્વાસને જાળવવો છોડવો વગેરે ઉપર પણ તરવાથી કંટ્રોલ આવે છે આ રીતે તરણ સ્પર્ધાએ આ કલાએ દ્વારા શરીરની માનસિક શારીરિક અને શ્વાસોચ્છવાસની દરેક ક્રિયા ઉપર તેની સારી એવી અસર થાય છે અને એના હિસાબે આપણું આરોગ્ય અને તંદુરસ્તીમાં ખૂબ જ મોટો લાભ થાય છે